હાલો હા ડૉક્ટર સાહેબ હાલો બસ ઓકે સારું છે આમ તો પણ જરાક શારીરિક પ્રોબ્લેમ હતો અ હં તો હું સચિનમાં વર્ક કરું છું હું મિકેનિકલ એન્જિનિયર છું અને મને ઇન ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારને લીધે અથવા તો પોલ્યુશન આ વાતાવરણના ડિફફરન્સ આ ફરકને લીધે ખૂબ ઘણી વખત માથું ખૂબ દુઃખી આવે છે અને કામ કરવાની ઈચ્છા નથી થતી ભૂખ નથી લાગતી એવું બધું થાય છે વિચારો પર વિચારો આવ્યા કરે છે કંઈ સારું નથી લાગતું એવું બધું થાય છે ઘણી વખત તો આમાં શું હું કરી શકું એ મને જરા સમજ તેની અસર આડઅસર મારા અ વર્ક પણ એટલે મારા કાર્ય પર કત પણ થાય છે આ એટલે એમાં સુધારો પણ લાવવાની જરૂર છે અને મારી હું મારી ફૂલ અ તાકાત પ્રમાણે બરાબર વક કરી શકું તેના માટે શું કરી શકું તે માટે પૂછવું હતું

જી જી જી થેન્ક યુ થેન્ક અ ખૂબ ખૂબ આભાર હં આ ખૂબ સારો ઈલાજ છે સરળતાથી થઈ શકો અને મનને પ્રફુલ્લિત કરે એવો તો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ મળીએ ઓકે